હા મેં મારી ભાષા સિવાય અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો વાંચ્યા છે જેમાં છે એક શક્તિ ધ સિક્રેટ અને બીજું છે થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ શક્તિ ધ સિક્રેટ એ રોનાલ બોન દ્વારા લખવામાં આવેલું છે અને થ્રી મિ થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ એ ચેતન ભગતે લખેલું છે આ પુસ્તકમાં હકારાત્મક વિચારોનું વર્ણન કરવામાં આવેલું છે અને આ પુસ્તકમાં એવા ઘણાં બધા રોજિંદા જીવનનાં ઉદાહરણોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ આ પુસ્તકમાં હકારાત્મક જીવનમાં કેવી રીતે રહેવું એ બધી ઘણી બધી માહિતી તેમાં આપવામાં આવેલી છે અને તેનાં રોજિંદા જીવનના ઘણા બધા ઉદાહરણો પણ આપેલાં છે અને હા અમારી ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ ખૂબ પ્રસિદ્ધ પુસ્તક છે તે ઘણાં વિશ્વમાં ઘણા બધા લોકોએ પણ વાંચેલું છે અને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અનેક વિવિધ ભાષાઓમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે